સેકન્ડ ગાર્ડનિંગ એટલે કે વનસ્પતિને નવો પ્રાણ પૂરવો હવે નવો પ્રાણ પૂરવો એટલે જેમ માણસનું જતન કરવામાં આવે છે એ જ રીતે વનસ્પતિનું જતન કરવામાં આવે તો એની જે ખીલવાની ઉગવાની ફળદ્રૂપ થવાની ક્ષમતામાં વધારો થાય અને જેમ તમે જેનામાં એની પાછળ જેટલી મહેનત આપો એટલું એમાં પરિણામ સારું આવે દાખલા તરીકે તમે ફૂલ છોડ વાવો તો એને ટાઈમસર એને ભેજ મળે એટલું પાણી આપો એને એવી જગ્યાએ રાખો કે જયાં એને માફકસર તડકો મળે છાંયડો મળે પછી એ જેમ જેમ મોટું થાય એમ એમ એને જરૂર પડે જરૂર જાતજાતનાં ખાતરો આપવામાં આવે ખાતર સાથે પાણી આપવામાં આવે કોઈ વખતે એનાં ઉપર જીવજંતુ લાગ્યાં હોય તો એની જે દવાઓ આવે છે એનો છંટકાવ કરવામાં આવે કે જેના લીધે ફૂલ મોટી પ્રમાણમાં થાય સારા એવા થાય અને એનું સ્ટાન્ડડ પણ અને જે મતલબ સુગંધ છે એ પણ તમને મળે અને એવા ઘણાંય જાતના ત્યાં પ્લાન્ટ્સ હોય છે ગુલાબ છે મોગરો છે બટમોગરો છે તમારે જૂઈ છે તો જુદા જાતના પ્લાન્ટ તમે ઘરમાં ઉગાડી શકો આ તો થઈ કિચન ગાર્ડનની વાત મોટા પાયે ગાર્ડનિંગ કરવું હોય તો પછી એના માટે તો સારી એવી તમારે જગ્યા જોઈએ એની ઉપર ગ્રીન કલરની નેટ લગાડવી પડે અને એના માટે ચાસ બનાવીને એને કાયદેસર પાઇપલાઇન લગાડી અને એના માપ માફકસરનાં અંતરે એના કુંડા રોપવા પડે અને એમાંથી મોટા પાયાનું કરી અને પછી તમે એને મોટા એક નર્સરીનાં રૂપમાં પણ તમે એનું એ કરી શકો છો અને નર્સરીમાં ફાર્મિંગ થયા પછી એને તમે ડિસ્ટ્રિબ્યુસન અલગ અલગ જગ્યાએ તમે એને વેચી શકો છો એને એમાં એ રીતે તમને કામ લાગે છે હવે નવી એમાં કોઈ ટિપ્સમાં તો એક જ છે કે એની માવજત કરવી અને સારી રીતે માવજત કરીએ તો સારું પરિણામ મળે એ એક મોટામાં મોટી ટિપ્સ છે